દેશમાં મળતી હોસ્પિટલ અને તબીબ સેવાઓ માટે મારું મંતવ્ય એ છે કે દેશમાં મળતી હોસ્પિટલની સેવાઓ ખૂબજ સારી છે સરકારનો ખૂબજ પ્રયત્ન છે કે બધાને નાનામાં નાનાં ગામડાથી લઈને મોટામાં મોટા શહેરમાં જેટલા ગરીબ વર્ગનાં લોકો છે તે લોકોને તમા એમનું જે હોસ્પિટલ છે અને એ લોકોનું જે સ્વાસ્થ્ય અને એ લોકોનું જે ઓપરેશન અને જે હોસ્પિટલનો ખર્ચો છે તે સરકારી માં ખૂબજ ઓછા ખર્ચ અથવા તો ફ્રીમાં થઈ શકે અને પહેલાં કરતાં અત્યારે હોસ્પિટલ ખૂબજ સારી છે આધુનિક બધું અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે માર્કેટમાં એના લીધે અત્યારે લાંબા સમય માટે થતી પ્રોસીજર અત્યારે ટૂંક સમયમાં સરળ થઈ જાય છે અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું તે નાં લીધે અમુક કામો બહુ સારા થઈ ગયા છે અને કોવિડ મહામારીનો અનુભવ એવો હતો કે અમારા વિસ્તારમાં અમુક લોકોને કેટલા લોકોને કોવિડ થઈ ગયેલો તો એના લીધે સરકારે ખૂબજ સારાં પગલાં લીધા હતા સરકાર તેમના ઘરને સેનિટાઈઝ કરતા હતા એમનાં ઘરને સીલ કરતા હતા એમનાં ઘરે વારંવાર દવા છાંટવા આવતા હતા એમનાં ઘરે અને બાકી બધાનાં ઘરે પૂછવા આવતા હતા કે તમારા ઘરમાં કોઈ કોવિડનો પેશન્ટ છે કે તમારા ઘરમાં કોઈ બીમાર છે કે કોઈને તાવ આવે છે વગેરે અને કોવિડનો એવો અનુભવ રહ્યો કે સરકારે ખૂબજ સારા પ્રયત્નો કર્યાને ખૂબજ સારાં પગલાં લીધા જેના લ જેના લીધે લોકોને ખૂબજ મોટી સંખ્યામાં ફાયદો થયો અને અમારા વિસ્તારમાં સ્વાસ્થ્યની વાત કરીએ તો અત્યારે સ્વાસ્થ્યની બધી વ્યવસ્થાઓ સારી છે અને હું આશા રાખું છું કે આવનારા વર્ષોમાં એ વધારે સારી થઈ જશે જેના લીધે નાનામાં નાનાં થી લઈને મોટામાં મોટા લોકો સુધીને ખુબ જ ફાયદો થયો અને અસરકારક થાય એ મારી પ્રાર્થના છે